હેલો હા ભાઈ તમે ક્યાં પહોંચ્યા શું તમે મારે જે લોકેસન આપ્યું હતું ત્યાં આવી ગયા છો ના પણ મને તમે નથી દેખાતા તો તમે ક્યાં છો અચ્છા એકઝેટ લોકેસન હું તમને સમજાવું તમે અત્યારે ચાંદની ચોક ઉપર છો અચ્છા તો તમે ત્યાંથી થોડા આગળ આવો રત્નતામ કોમ્પલેક્સની ગલીમાં સીધા અંદર આવી જાઓ અને ત્યાં તમને સ્નેહ સાગર સરિતા નામનું બિલ્ડિંગ છે હા એ તમે જોયું છે ઓકે તો એ સ્નેહ સાગર સરિતાનો જે મેન ગેટ છે જ્યાં વોચમેન બેસે છે તેની સામેની ગલીમાં અંદર આવશો ને તો તમે બીજો જ બંગલો છે હા એ બંગલાનુ નામ છે કૃષ્ણજ્યોત હું ત્યાં છું તમારે ત્યાં આવવાનું છે હા એટલે મારું લોકેસન ત્યાં જ એન્ડ થશે તમે ત્યાં આવો અને ત્યાંથી તમે મને પિક કરી લો ઓકે